ગુજરાતી એ જે એક જ ભાષા છે જેની અલગ અલગ રાજ્યો જિલ્લામાં અલગ અલગ રીતે બોલાય છે અને લોકો તેને બોલીને પોતાની મંતવ્ય પોતાની વાત એકબીજા સાથે પહોંચાડે જ્યારે આપણે જોઈએ તો તેમાં છંદ અને અલંકારમાં જો બધા જિલ્લાના વાક્ય ભેગા કરીએ તો અલગ અલગ આપણને આપણાને એવું થાય કે આ વધુ વાક્ય અલગ છે પણ તેનો મતલબ એક જ થતો હોય છે જ્યારે છંદ અને અલંકારમાં જ આપણાને જુદા પણ જોવા મળે છે સુરતમાં જ્યારે ભાષા જોવા મળે છે ડાંગમાં અલગ રીતે તે વાક્યને બોલાય છે અને કચ્છમાં જ્યારે કચ્છીમાં જોવા મળે છે અને કાઠિયાવાડમાં જઈએ ત્યારે કાઠિયાવાડી એ રીતે લોકો આપણને આવકાર કરે છે વલસાડમાં વલસાડી જોવા મળે છે વાપીમાં જઈએ તો વાપીમાં અલગ રીતની વસ્તુને અલગ રીતના બોલી શકાય છે બીજું જોઈએ તો આપણે બીજે બી કશે બી જાઓ ગુજરાતના બીજા કોઈ બી રાજ્ય ગુજરાતના કોઈ બી જિ જિલ્લામાં જઈએ તો આપણને ત્યાં એક જ શબ્દનો અલગ અલગ રીતે અલગ અલગ રીતે પ્રોનાઉન્સ ઉચ્ચારણ જોવા મળે છે જ્યાં આપણે સુરતમાં જો આપણે કોઈને પૂછીએ તો એ શું કરે છે એવું આવે છે ચાનું પૂછે તે હું કરે વલસાડમાં પૂછીએ તો શું કરે છે અને સુરતમાં તેને પૂછવું હોય તો શું કરે છે એમ પૂછે છે અને કાઠિયાવાડીમાં જો કાઠિયાવાડીમાં લોકો આપણને પૂછે કે શું ચાલે છે જય શ્રી કૃષ્ણ એવી રીતના આપણાને આવા શબ્દોથી આપણાને અઅ આવકારતા હોય છે તે રીતે તે ડાંગમાં જઈએ તો ડાંગ વાળાને આપણી જે આ પોતાની ભાષા છે તે સમજ નહીં આવે એ લોકોનું અલગ જ ભાષા હોય છે તેનો મતલબ તેનો જે ઉચ્ચારણ ઉચ્ચારણ અલગ હોય છે પણ તેનો મતલબ તેનો વ્યાકરણ ને ઉચ્ચારણમાં ફરક જોવા મળે છે બધાંયને ગુજરાતમાં પણ તેનો જે મતલબ તેનું અનુવાદ આપણા માં સરખું જ થતું હોય છે ગુજરાત એ ગુજરાતમાં ગુજરાતી બોલે છે ગુજરાતી ભાષાની પણ અનેક અનેક અલગ અલગ અ વિશિષ્ટતા જોવા મળે છે જેમકે આપણે સુરતમાં જોઈએ તો સુરતમાં લોકો એમ સફળ ગુજરાતી જેવા હોય છે મતલબ શુદ્ધ ગુજરાતી બોલતા હોય છે જ્યારે વલસાડમાં જોવા મળે છે વલસાડમાં થોડું થોડું ગુજરાતી હોય છે પણ મોસ્ટ ઓફલી દેશી ભાષા યુઝ કરતાં હોય છે શું કરે ખાય છે શું જોવે કંઈ કરે ક્યાં ચાલ્યા ને અને આપણે જો વિસ્તાર સુરતમાં જઈએ તો શું કરે છે શું હાલે છે ક્યાં જવું છે તમે જમી લીધું જમી લીધું તમે તમે ને આપણે અહીં છે કેવું જમ્યા તમે સુરતમાં જમ્યા તમે આપણે વલસાડમાં બોલે તે જમી લીધું તમે એવી જ રીતે જો કાઠિયાવાડી કચ્છીમાં જો કચ્છી તો નથી ખબર પણ કાઠિયાવાડી આ કાઠિયાવાડી હોય તો તે શું ચાલે છે જમી લીધું તમે ભાથું શબ્દનો ઉપયોગ થાય છે ભાથું વાળુ એ એ શબ્દનો જે આપણે તે સવા બપોરે હોય તેને ભાથું કહેવાય છે અને જે સાંજે જમે તેને વાળું એવી રીતના કચ્છી કાઠિયાવાડી સાઈડ આ શબ્દનો ઉપયોગ થાય છે આપણે પૂછે કે જમી લીધું તમે ઈંગ્લીશમાં બોલે છે કે ડિનર થઈ ગયું તો તે રીતના જ્યારે કાઠિયાવાડીમાં ગુજરાતીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જે જમવાને બપોરનું હોય તેને ભાથું અને જે સાંજે જમે તેને વાળુ કહેવામાં આવે છે એવી રીતના સુરતમાં આમ જે સુરત અને વલસાડની જે ગુજરાતી બોલાય છે તે સેમ સેમ હોય છે થોડોક જ મિનીંગ અલગ હોય છે વલસાડમાં થોડું હિન્દી સાથે ગુજરાતી યુઝ થાય છે જ્યારે સુરતમાં શુદ્ધ ગુજરાતી જોવા મળે છે સુરતના લોકો બધાં સુરતી હોવાથી તે લોકો ગુજરાતીમાં એ લોકોનું ગુજરાતી શુદ્ધ હોય છે અને આપણું વલસાડનું ગુજરાતીમાં થોડુંક ફરક જોવા મળે છે કાઠિયાવાડી એકદમ અલગ હોય છે કાઠિયાવાડીમાં જે બોલે તે અને ડાંગની તો ડાંગમાં તો સુરત કાઠિયાવાડી કચ્છ કરતાં અલગ જ અને કચ્છમાં કચ્છી માં વાત થાય છે જે કચ્છી કચ્છીમાં તે કચ્છી તે બધાંયથી અલગ હોય છે જેમાં આપણા ખબર બી નહીં પડે પણ જે વાક્ય બધા લોકો બોલે ગુજરાતી કે બીજાની પોતાની જ ભાષામાં પણ તેનો ગુજરાતીમાં અનુવાદ થાય ત્યારે સરખું જ જોવા મળે છે એટલે મતલબ કે વ્યાકરણ અને ઉચ્ચારણમાં ફરક જોવા મળે મતલબ ગુજરાતીમાં અને ગુજરાતી ભાષાને જો વાક્યને સાથે કરીને તેને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દે તે બધાનો અનુવાદ એક જ થતો હોય છે